હલો હા હા બોલો મેડમ હા

ઓકે આ રેન પર જોઈએ છે કે પછી પોતાનાં માટે જોઈએ છે રેન પર જોઈએ છે અચ્છા તો આ તમારે જોબ કઈ જગ્યાએ આવી છે એટલે કઈ ડિપાર્ટમેન્ટમાં આવ્યાં છો તમે એ પ્રમાણે તમને બતાવું લાયન્સ સ્કૂલમાં છો ઓકે હા હા તો એમનાં હા તો એમનાં માટે છે ને તમારે હાલર વશી ફળિયામાં છે ત્રણ ચારે એક પ્રોપર્ટી એ હું તમને કાલે આવતી કાલે તમે મને મળો તો હું તમને બતાવું એનાંથી તમારે ગ્લાયન્સ નજીક પડશે અને તમને રેલવે સ્ટેસન બસ સ્ટેન્ડ દવાખાનું બધું જ નજીક પડશે હા ચોક્કસ ચોક્કસ એટલાં એટલાં રેન્ટની અંદર તમને મળી જશે હા ભલે કાલે મળીએ

હા બધું બધું તમે જોઈ લ્યો તમને બધુ બતાવી દઇશ પછી તમને જે ઠીક યોગ્ય લાગે એ પ્રમાણે તમે ના આ વિસ્તાર આ વિસ્તાર તો બહું સરસ છે હં બહેન હા હા ચોકકસ હા મળીએ હા